માતૃભાષા એ દરેક વ્યક્તિની એક ઓળખ હોય છે અને ગુજરાતી લોકો અને ગુજરાતી ભાષા એ દેશ વિદેશમાં પોતાની ઓળખાણ બનાવી ચૂકી છે ગુજરાતી આજે વિશ્વ વિખ્યાત અનેક જગ્યાએ અનેક દેશોમાં ગુજરાતી લોકો પહોંચ્યા છે હાલની પરિસ્થિતિમાં ગુજરાતી ભાષા એ ખરેખર એની જાળવણી ખૂબ જરૂરી થઈ ગઈ છે હાલના સમયમા જે પ્રમાણે અંગ્રેજી માધ્યમનું પ્રભુત્ત્વ વધ્યું છે તે પ્રમાણે ઘણાં બધા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ અંગ્રેજી માધ્યમનો વાલીઓમા ખૂબ ક્રેઝ જોવા મળે છે એક આંધળું અનુકરણ તરીકે અંગ્રેજી ભાષા લેવામાં આવે છે ગુજરાતી ભાષાની શાળાઓ પણ ઘણી જગ્યાએ એવી પરીસ્થિતિ છે કે જેમા વિદ્યાર્થીઓ ઓછા થતા જાય છે ગુજરાતી ભાષા એ ગુજરાતીઓની ઓળખ છે અને જે ખરેખર આપણી આજુ બાજુ આપણી પાડોશીઓ કે આપણાં સગા સબંધીઓ જે વાત ગુજરાતીમાં જ કરે છે તો અંગ્રેજી ભાષામાં આગ્રહ રાખીને ઘણી વાર બાળકોને પોતાનો અભ્યાસ પણ સફર કરવો પડે છે ગુજરાતી ભાષાની એક મીઠાશ અલગ છે એમાં પ્રેમ રહ્યો છે કે જે ગુજરાતીમાં કોઈક માણસ પોતાના સગા જોડે વાત કરે કે ઘરનાં બાળકો જોડે વાત કરે તો એની મીઠાશ અલગ રહી છે ખાસ આવો જ એક પ્રયત્ન એઆઈ ફોર ભારત દ્વારા કરી રહ્યા છે કે જે ખૂબ લાંબા ગાળાનું આયોજન છે અને જે પ્રમાણે અંગ્રેજીની સામે થોડી ગુજરાતી ભાષાની લિમિટેશન આવી ગયાં છે જે મર્યાદિત થઈ ગઈ છે તે ખૂબ સારી રીતે આગળ વધી શકે એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે એનો પ્રચાર પણ હવે ગુજરાતી ભાષાનો ખૂબ જરૂર બન્યો છે કારણ કે ઘણી જગ્યાએ બાળકો ગુજરાતી શબ્દો ભૂલી રહ્યાં છે જે આપણા મૂળભૂત ઘણા શબ્દો એવા હશે જેમકે સુરતી લોકો જે સુરતી ભાષા બોલે એ જુદી હોય સૌરાષ્ટ્ર વાળા ક્યાં ગયો છે ને વયા ગયા છે ને એ બધા શબ્દો હવે વયા ગયા એ લોકોને ખબર નથી પડતી ચાલ્યા ગયાની જગ્યાએ એ ભાષાની મીઠાશ છે તો એ ભાષાની મીઠાશ જો આપણે જાળવી રાખવી હોય તો એ પ્રચાર પ્રસાર એનો થવો જોઈએ આપણા જ્યાં બાળકો ભલે કોઈપણ માધ્યમમાં ભણતા હોય એ પરંતુ ઘરે ગુજરાતીમાં જ વાત થાય ઘણા વિદેશમાં સ્થાયી થયેલા વીસ પચીસ વર્ષના પણ એવા લોકો છે કે જે સુરતની આજુબાજુ બારડોલીનાં ગામડાઓમાં રહે છે કે જેઓ વિદેશમાં વર્ષોથી રહે છે અમેરિકામાં રહે છે લંડનમાં રહે છે પરંતુ પોતાની માતૃભાષાને નથી ભૂલ્યા ગુજરાતીને નથી ભૂલ્યા ગુજરાતી એ લોકો ઘરમાં ખૂબ વાઈડલી વાપરે છે ખૂબ વધારે પ્રમાણમાં વાપરે છે જ્યારે પણ ભારત આવે ત્યારે આપણે ઓળખવા મુશ્કેલ થઈ જાય છે કે આ પંદર વીસ વરસોથી વિદેશમાં જ રહે છે તેઓ પોતાની ગુજરાતી ભાષા છોડતા નથી અને એ જ એ આપણી ભાષાની મીઠાશ છે તો આપણે આપણી ભાષાની મીઠાશ જાળવી રાખીએ આવનાર પેઢીઓને એના માટે તૈયાર કરીએ અને એ લોકોને વધારેમા વધારે ભાષાની જે મીઠાશ છે એની જે મહત્ત્વ છે એના તરફ લઈ જઈએ એ સૌની જવાબદારી છે એનો પ્રચાર પ્રસાર કરીએ અને આ પ્રકારના જે કોઈપણ એ આઈ ભારત જેવા પ્રકલ્પો આવશે તેમાં આપણે એ લોકોને મદદ કરવી રહી તો જ આપણી ભાષા વધુ ને વધુ સમૃદ્ધ થશે